અહીં વધુ ઘરગથ્થું ઉપચા ઉપાયો છે જે વજન વધારવામાં મદદ કરી શકે છે બનાવટના લોટો ગહાના અને પોષકતત્વોથી ભરેલા બનાવટના લોટોથી બનાવેલી ચીઝ વસ્તુઓ જેમકે પરોઠા અને દોહારા વધુ કેલરીઝ અને પ્રોટીન પૂરું પાડે છે ખાંડ સાથે દૂધ ખાંડ સાથે ગરમ દૂધ પીવાથી પોષક તત્વો વધે છે અને વધુ કેલરીઝ મળે છે જો વજન વધારવામાં મદદરૂપ થઈ શકે છે મેવા અને નર્સ પિસ્તા બદામ અને કાજુ ઉલ્ટી એ ભરપુર કેલરીઝ અને ચરબી પૂરી પાડે છે જે વજન વધારવા માટે લાભદાયક છે અખરોટ અને મેથી અખરોટ અને મેથીનો ઉપયોગ કરો જેમકે મેથીની ચા આણું વજન વધારવામાં મદદરૂપ થઈ શકે છે ફરોની સીલી ગુલાબી અથવા કેલીફોર્નીયા સૂકા ફળો જેમકે ખજૂર અને અંજીર વધારાની કેલરીઝ પૂરી પાડે છે ઘી અને મખાના વપરાશ દૂધ અથવા ભોજનમાં ઘી અને મકાનાના ઉમેરવાથી તે વધુ પોષક અને કેલરીઝથી ભરપૂર બને છે એડબર્સ પીઝા બર્ગર બદામ બટર કે કાજુ બટરનો ઉપયોગ કરો આ ઉપયોગોનો ઉપયોગ કરવાથી પહેલા તમારા સ્વાસ્થ્ય અને આહાર વિશે તમારા ડોક્ટરની સલાહને અનુસરવું મહત્વપૂર્ણ છે